હેલો મારે તને એક વાત પૂછવી છે પુછું તું સૌથી વધારે કઈ ટેલિવિઝન સિરિયલ જૂએ મને ગુજરાતી સિરિયલની વાત કર ના પણ એમાં તને તને સૌથી વધારે ગમતી સિરિયલ કઈ છે કે જેને તું એક પણ એપિસોડ ચૂક્યા વગર જોતી હોય હા પણ કઈ એ કઈ સિરિયલ કઈ છે હા સુરતની છોકરી છે પણ એ સિરિયલનું નામ યાદ આવે છે કે નહીં અચ્છા મહેક હા હા મહેક એમાં શું વાર્તા શું છે વાર્તા શું છે

બરાબર છે અચ્છા હા અચ્છા અત્યારે હજી ચાલે છે એ સ સિરિયલ પૂરી થઈ ગઈ અચ્છા એમાં એન્ડમાં શું થયું પેલાને મહેક મળી કે નહીં મળી હ સમજી ગયો ટૂંકમાં એનો આ રીતે એનો અંત લાવ્યા ને એ લોકો તને મજા આવીને જોવાની ઓકે ચાલ મારે ખાસ એ જ જાણવું હતું કે તને ક્યાં પ્રકારની સિરિયલ ગમે છે થેન્ક યૂ વેરી મચ હા